હું સૌથી મોટા પ્રમાણમાં મારી પસંદગી છે કે ચોમાસામાં મારે સાપુતારા હિલસ્ટેશન જવું છે માઉન્ટ આબુ જવું છે બરાબર કારણ કે સાપુતારા હિલસ્ટેશનમાં પાણીના ઝરણાં હોય કે હિલસ્ટેશનમાં એટલે કે મોસમ એવું વાતાવરણ એવું બને કે આપણને આનંદ મળી જાય અ બીજો પ્રકાર છે મને ઠંડીમાં જેવું કે શિમલા છે મનાલી છે હિમાચલ પ્રદેશમાં જવામાં મને ખૂબ જ અનુભવ્યું હું જાઉં છું ત્યાં હિમાચલમાં કારણ કે ત્યાં ઠંડીમાં વધુ ઠંડી આપણને જોવા મળે છે આનંદ મળે છે જેવું કે જેવું કે શિમલા છે શિમલામાં આપણને બરફ જોવા મળે છે સ્નોફોલ જોવા મળે મનાલી છે મનાલીમાં બી આપણને સ્નોફોલ જોવા મળે પછી કાશ્મીર છે કાશ્મીર બી જવામાં આપણને ઠંડીમાં ખૂબ જ વધારે આનંદ મળે કારણકે કાશ્મીરની અંદર આપણને સ્નોફોલ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે આબુમાં આપણને પહાડોના વચ્ચે ઠંડી જોવા મળે છે આ સારાં વાતાવરણ છે મારી તરફથી આ અભિપ્રાયો જોવા મળે છે